આમ તો અમારો પરિવાર અમારી પેઢીઓ એટલે સાઉથ ગુજરાતનું કુટુંબ સાઉથ ગુજરાતમાં એવી ઘણી બધી વાનગીઓ છે પારિવારિક કે જે તમને ખબર પણ ન હોય નામ જેવી કે દૂધેલી છે દૂધીનાં મુઠીયા છે ઊંધિયું છે ઉંબાડિયું છે આવી ઘણી વાનગીઓ કે જે તમને ભારતનાં બીજા સ્ટેટમાં કે બીજા રાજ્યોમાં જોવા નહીં મળે આમાંથી જ એકાદ વાનગી વિશે કહું કે જે અમારા કુટુંબમાં કે અમારા ઘરમાં અને આજુબાજુ બધે જ ખૂબ જ પ્રિય છે અને ખૂબ જ ભાવે છે જે ઉંધિયું ઊંધિયું ઊંધિયું એ મિક્સ વેજિટેબલનો જ એક પ્રકાર છે કે જેમાં સાઉથ ગુજરાત એટલે દક્ષિણ ગુજરાતમાં તેને ઊંધિયા તરીકે ઓળખવામાં આવે છે ઊંધિયામાં સુરતી રીંગણ સુરતી પાપડી શક્કરિયા બટાકા વટાણા રતાળુ એવી ઘણી વાનગીઓ નાખીને એને બાફવામાં આવે છે એની અંદર લીલો મસાલો કરવામાં આવે છે આદું મરચાં ધાણાં ધાણાજીરું મરચાં મીઠું લીંબુ એ બધું જ નાખીને મિક્સ કરવામાં આવે છે અને પછી તેલ મૂકીને એની અંદર આ બધું જ ચઢાવવામાં આવે છે એ બધું ચઢી જાય અને પછી એના પર પાછો તેલનો વઘાર કરવાનો હોય કોથમીર નાખો એટલે એનો દેખાવ પણ સરસ લાગે અને ત્યાર પછી એની સાથે જલેબી બનાવો તમે કે પુરી પુરી ઊંધિયું અને જલેબી એ ડીશ છે સાઉથ ગુજરાતની જે અમારા કુટુંબમાં બધાને જ ભાવે છે દરેક પ્રસંગો શિયાળો આવે એટલે પહેલું જ વાક્ય ઊંધિયાનું આવે કે ચાલો ક્યારે ઊંધિયું બનાવીએ અને ઊંધિયાની સાથે જલેબી તો જોઈએ જ જલેબી અને પુરી એટલી સરસ લાગે છે એક બાજું તીખું એક બાજું ગળ્યું અને એનું કોમ્બિનેશન એટલું સરસ હોય છે કે બધાને જ મોઢામાં પાણી આવી જાય ઊંધિયાનું નામ સાંભળીને આમ પણ હવે તો સૌરાષ્ટ્રવાળા પણ બનાવવા તે થઈ ગયા પણ સૌરાષ્ટ્રનું ઊંધિયું અને સુરતનું ઊંધિયું એ બન્નેમાં આસમાન જમીનનો ફેર પડે સુરતનું ઊંધિયું ખાઓ તમે એટલે તમે બધું જ ભૂલી જાઓ હવે આમાં તો શું કે અમારા સોસાયટીમાં કે અમારા કુટુંબમાં અમે બધા ભેગા થઈને એક બનાવીએ એક દિવસ આખો પાર્ટી જ કરીએ અને તેની અંદર બધાને જે ફાવે તે બધી શાકભાજી લઈ આવે અને પછી અમે બધા સાથે ભેગા થઈને બનાવીએ એટલે સરસ મજા આવે આવો તમે પણ અમારા ઉંધિયાંનો ટેસ્ટ કરો